હેલો હા બોલો હા કોણ વાત કરો છો હા જી નમસ્તે હા હા હું પૂજાબેન વકીલ વાત કરું છું અને મારી ઓફિસ છે એ સી એન કોલેજની બાજુમાં વિસનગરની અંદર આવેલી છે તો બોલો તમારે શું કામ છે બરાબર પહેલાં તો સૌપ્રથમ તમે ગભરાશો નહીં શાંતિ રાખો પહેલાં શું થયું છે તમારી સાથે એ મને વિગત મુજબ જણાવો બરાબર બરાબર હા તમારી વાત દેખો તદ્દન સાચી છે પરંતુ પોલીસે તમારી સાથે આવું ન કરવું જોઇએ ખરેખર તો પોલીસની બહુ મોટી ભૂલ છે અને હા તમારો કેસ હું અચૂક લડીશ પરંતુ એ માટે તમે મને પહેલાં સાબિત આ સાબિતી આપો બરાબર બરાબર તો દેખો આમ તો તમે હા દેખો આમ તો તમે જે વાત મને રજૂ કરી તે સો ટકા સાચી છે પરંતુ અદાલત હંમેશા છે ને કાયદા કાનૂન અને સબૂત પ્રમાણે ચાલતી હોય છે અને સાથે સાથે અદાલતની અ અંદર અમુક પ્રમાણેની જોગવાઈઓ હોય છે તો તે પ્રમાણે મારે આ કામ હાથે લેવું પડશે પરંતુ વાંધો નહીં તમે એ તમારા જે બે મિત્રો છે તે બંનેને મારી ઓફીસે લઇને આવો અને એ બંને જોડે હું થોડીક પૂછપરછ કરું સાથે સાથે ખો કેટલીક સાબિતી પણ જોઇશે અને મારે થોડીક દલીલો પણ તેમની પા જોડે કરવી પડશે અને વાતચીત પણ કરવી પડશે તો મારી હવે એક જ દરખાસ્ત છે કે તમે ત્રણ જણા મારી ઓફીસે આવો અને રૂબરૂ મુલાકાત કરો તો એમાં સારું રહેશે બરાબર અને હા હા બરાબર હા હા બરાબર હા હા તો હું શું કહું છું તમારી જોડે એ ઘટનાનું કોઈ સબૂત હોય તે અત્યારે હાલ મને મોકલો તો એ વિડીયો તમે મને અત્યારે મોકલો બરાબર

તો વાંધો નહીં તમે આમ જોવા જઈએ તો નિર્દોષ જ છો પરંતુ પોલીસે એક ભૂલનાં કારણે તમને ઝડપી લીધા છે તો આ ધરપકડમાંથી બહાર નીકળવા માટે હું મારાથી થાય એટલા બનતા પ્રયાસો કરીશ અને તમને હું નિર્દોષ પણ સાબિત કરીશ આમ તો જોવા જઈએ તો હું હંમેશા સત્યનો જ સાથ આપું છું અને આ કેસ લડવા માટે જોવા જઈએ તો ફીસ ત્રીસ હજાર છે પરંતુ તમારી સ આ કેસ લડવા માટે હું એમાં થોડુક ડિસ્કાઉન્ટ કાપું છું એટલે કે થોડીક ઓછી કરું છું તો તમારો આ કેસ હું પચીસ હજારમાં લડી આપીશ હા વાંધો નહીં હા હા વાંધો નહીં ચોક્કસ અમે તમારી મદદ કરી આપીશું તમારે જોડે અત્યારે હાલ સગવડ ન હોય તમે મને ત્રણ વખત આ એટલે કે દિવ થોડાક દિવસ પછી પૈસા આપજો કોઈ વાંધો નહીં ઓકે ધન્યવાદ